હલો સાગર ટેલિકોમ હા હા તો એક મોબાઇલ જોઇએ આ પોક્સો ફાઇવ એક્સ હા હા તો એમાં એના જે કંઇ પુ કલર બેકસાઇડ પાછળ આગળ પાછળ પછી એનું ફંક્સન હં

હં

હં હં હા અને અને કેમેરા હા અને

હા એ ત્રણે ત્રણની શું રેન્જ છે

હા હા હા તો ત્ર અ ના ના આજ લેવો છે

ના ના હા તમે આની પ્રાઇસ લિસ્ટ ત્રણે મોડેલની એનું ફંક્શન કઈ પ્રકારનું ને એ બધુ મારાં વોટ્સએપમાં નાખો પછી હું રુબરુ મુલાકાત કરું અને એ ત્રણમાંથી એક પીસ પસંદ કરીને લઉં રેડી અને બાકી ગેરંટી વોરંટી વગેરે ડિસ્પ્લેની ને આ ને તે બેટરીની બેટરીની તો આવે ને ભાઈ હા હા હં અને તો કોઈ વાંધો નહીં તમારા ક્યારે મળો

હં શનિવારે બજાર બંધ રહે હું રવિવારે આવું હા એ ત્રણેય મોડેલ તમે કીધા એ ત્રણે મોડલનાં કલર જે એમાં હોય એ અવેબલ અમે બોલીએ હળવદથી હા હા તે વાંધો નહીં ઓકે હં હા એ તો એ સ્કૂ સ્કીમ જે હોય એ મળતી હોય હા

હા તે ઓકે ડન રવિવારે મળીએ હા હા તે ઓકે ના ના રુબરુ આપણે

હા તે ઓકે થેન્ક યુ